ગુજરાતી ભાષાની જ્યારે હું વાત કરું ત્યારે મારી પોતાની માતૃભાષા ગુજરાતી ભાષા છે ગુજરાતી ભાષાની અંદર જ્યારે તેનાં વ્યાકરણ અને ઉચ્ચારણમાં હું કંઈક વાત કરું તો એના દરેક શબ્દની અંદર એક અલગ મીઠાશ છે એક અલગ મજા છે ગુજરાતી ભાષા તે મારી પ્રિય ભાષાઓની અંદર એક ભાષા છે ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણમાં તમે જોવા જઇએ તો એમાં સ્વર અને વ્યંજન તમે જ્યારે જુઓ ત્યારે સ્વરની અંદર અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ આ જે તમે અગિયાર તમે જે શબ્દો સાંભળ્યા હશે તે સ્વરના છે અને બાકી એના સિવાય બારાક્ષરી વિશે તમે જે સાંભળ્યું હશે કે ક ખ ગ ઘ ચ છ જ ઝ એ આખી બારાક્ષરી જે વ્યંજનોમાં આવે છે અને ગુજરાતી ભાષાની અંદર આ સ્વર અને વ્યંજનોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય છે આમ જોવા જઈએ તો ગુજરાતી શબ્દના દરેક શબ્દમાં આમ તમે જોવા જાઓ તો એના બે પ્રકારના અર્થ થતા હોય છે પણ હવે એ તમારા પોતાની માનસિકતા ઉપર છે કે તમે એને કયા અર્થમાં સમજી શકો છો બહુ જ રસપ્રદ અને જાણવાલાયક એવી ભાષા એટલે કે ગુજરાતી ભાષા ઉચ્ચારણમાં તમને કહું તો અત્યારે હું જે ભાષા બોલી રહ્યો છું એ પણ એક ગુજરાતી ભાષા છે એમાં સ ક્ષ ક્ષ શ વિશે પણ ઘણું બધું માહિતી એની અંદર તમને જાણવા મળે ને ગુજરાતી ભાષાનાં ઉચ્ચારણમાં તમને કહું તો તમે દરેક શબ્દને બહુ ભારપૂર્વક બોલી શકો એમ છો દરેક શબ્દના ઉચ્ચારણમાં દરેક શબ્દના પ્રકારના ઉપર તમે જે ભાર આપો દરેક શબ્દ ઉપર ભાર આપો એ શબ્દોનો અર્થ આખો બદલાઈ જતો હોય છે કે જ્યારે એમનું હું તમને કહું કે મારી મારું નામ કાર્તિક દવે છે તો એ મ પર જ્યારે હું ભાર આપું ત્યારે એનો અર્થ બદલાતો હોય છે પછી ત્યારે મ પરથી ર ઉપર હું જયારે આવું કે મારું નામ કાર્તિક દવે છે ત્યારે એનો અર્થ બદલાઈ જતો હોય છે પછી જ્યારે એના પરથી ક ઉપર જ્યારે ભાર આપવા બેસીએ તો મારું નામ કાર્તિક દવે છે જ્યારે અમે ન ઉપર ભાર આપ્યો એટલે મારામાં એ એક સ્વાભિમાનીપણું જે આવી જાય છે શબ્દની અંદર એ છે પછી એના પછી ન પરથી જ્યારે મ ઉપર આવશું ત્યારે મારું નામ કાર્તિક દવે છે એટલે હું જે સ્પષ્ટતા બતાવું છું મારા નામની અંદર એ જ રીતે જ્યારે પછી આગળ વધીએ તો મારું નામ કાર્તિક દવે છે તો જ્યારે મેં મારા નામનો ઉચ્ચારણ કર્યો ત્યારે એમાં મેં મારા પોતાનું એક દૃઢપણું બતાવ્યું પછી એ જ રીતે મારું નામ કારતીક દવે છે તો એક ત ઉપર જે મેં ભાર આપ્યો એની અંદર ઉચ્ચારણમાં આખું તમને એનો જે સ્વર છે તમને બદલાતો દેખાશે એના સિવાય મારું નામ કાર્તિક દવે છે તો આ જે એ જે પ્રમાણે મેં વાત કરી કે અલગ એક એનો અર્થ નીકળે છે એ જ પ્રકારનો મારું નામ કાર્તિક દવે છે તો મેં દ ઉપર જ્યારે ભાર આપ્યો ત્યારે તમને ખબર પડશે કે દરેક એની જે સેન્સ છે એનું ઉચ્ચારણ કરવાની પ્રક્રિયા છે બદલાઈ ગયું છે લાસ્ટમાં હું તમને કહું તો મારું નામ છે કાર્તિક દવે છે એટલે આ એક સ્પષ્ટીકરણની મેં વાત કરી કે જેમાં દરેક શબ્દ ઉપર અલગ અલગ જ્યારે તમે ભાર આપો ત્યારે તેના ટોનેશન બદલાય છે ત્યારે તેનો અર્થ બદલાય છે ત્યારે તેનું સ્પષ્ટીકરણ બદલાય છે આ એક નવરસની વાત કરું તો એમાં દરેક પ્રકારના એવા રસ આવતા હોય છે કે જે અભિનયના ક્ષેત્રમાં જ વધારે પડતા એને કામ લાગતા હોય છે તો ટૂંકમાં વાત કરું ગુજરાતી ભાષાની તો ગુજરાતી ભાષા બહુ જ રસપ્રદ છે વ્યાકરણ રીતે કહો કે ઉચ્ચારણ રીતે કહો પણ એક એની અંદર એક અલગ મજા છે આ એક સામાન્ય ઉદાહરણ હતું એવા ઘણા ઉદાહરણો છે જેની અંદર હું તમને કહેવા બેસીશ તો ઘણો સમય લાગશે પણ અત્યારે ટૂંક સમયમાં હું કહું તો એક રસપ્રદ ભાષા એટલે કે રસપ્રદ ભાષાની વાત કરું તો એક છે ગુજરાતી ભાષા